આપણે આપણા જોવા જઈએ તો લોકોને અલગ અલગ શોખ થઈ રહ્યા હોય છે અને આમ અત્યારે હાલ ભારતના અંદર અને સમગ્ર વિશ્વના અંદર ચિત્રનું વલણ ખૂબ જ વધારે ઝડપથી વધી રહ્યું છે અને લોકોને અલગ ઉંમરે અલગ અલગ શોખ થતા હોય છે ચિત્ર દોરવાનો શોખ મોસ્ટલી જોવા જઈએ તો નાના છોકરાઓ અને છોકરીઓને થતો હોય છે તેમજ મોટા લોકો પણ ચિત્ર દોરતા હોય છે જ્યારે એ લોકો ચિત્ર દોરવાનું શરૂ કરે છે ત્યાારે તે લોકોને એક આનંદ હોય છે કે આજે તો ચિત્ર દોરી દઈએ પરંતુ એ ચિત્ર દોરતા સાથે તેમના જોડે ઘણી બધી સામાન્ય ભૂલો થઈ જતી હોય છે જે ચિત્રને સરખું ફિનિશિંગ આપી શકતા નથી જેવી કે જ્યારે ચિત્ર દોરવા બેસીએ છીએ ત્યારે જે ચિત્ર દોરીએ છીએ તો એનું જે લાઇન મેઝરમેન્ટ છે પછી જે લાઈનનું છે સ્પેસમેન્ટ છે એ બધું સીધું હોવું જોઈએ મેઝરમેન્ટ એક્યુરેટ હોવું જોઈએ આમ આ થોડી સામાન્ય ભૂલો થતી રહેતી હોય છે તેમજ ચિત્ર દોરતી વખતે કયું ચિત્ર દોરવાનું છે એ પ્રમાણે કઈ પેન્સિલ વાપરવી જોઈએ એ પેન્સિલની અણી કેટલી રાખવી જોઈએ અને ચિત્ર દોરાઈ ગયા બાદ જે રંગકામ કરવાનું આવે છે તે રંગકામ કરવું કેવી રીતે અને કયા કયા રંગને કયા રંગ સાથે જોડવા તે પણ એક સામાન્ય ભૂલ થતી હોય છે લોકોથી અને તેના લીધે ચિત્રમાં પૂરે પૂરું ફિનિશિંગ આવી શકતું હોતું નથી અને જો આપણા સાથે કે આપણા ઉપર કે આપણા નીચે જો કોઈ આપણા કોચ કે પ્રશિક્ષક હોય તો તેમના થી આપણે એક આ બધી સામાન્ય ભૂલોને નિવારવામાં ખૂબ જ સફળ થતા હોઈએ છીએ અને આ બધી ભૂલોને નિવારવી એ ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ આ ભૂલોને નિવારવા માટે તમારું ધ્યાન ચોક્કસ ચિત્ર ઉપના દોરવા ઉપર હોવું જ જોઈએ અને એક સારો કલાકાર બનવા માટે ચિત્ર કલાકારને પાંચથી સાત વર્ષ જેટલી પ્રયત્નો કરવા પડે છે અને એમ કહેવાય છે કે જે જેટલો પ્રયત્ન વધારે કરીએ તેટલી સફળતા વધારે મળે છે એમ એક સારો કલાકાર બનવા માટે ચિત્ર કલાકાર બનવા માટે પાંચથી સાત વર્ષની પ્રેક્ટીસની જરૂર પડે છે અને પ્રયત્નથી જ સફળતા મળે છે આ વસ્તુ યાદ રાખવી તેથી લોકો પહેલીવાર ચિત્ર પો દોરે ત્યારે અમુક કઠણાઈઓનો સામનો કરવો પડ્યો હોય છે અને અ ચિત્રકલાકાર સારા ચિત્રકલાકાર બનવા માટે ખૂબ જ વધારે પ્રયત્નની જરૂર પડે છે